ચાર લાખ બસો પંદર બે લાખ એકસો પચ્ચીસ બે હજાર છસો ત્રીસ પાંચ હજાર પાંચસો પંચાવન નવ હજાર બસો એક